મને ખાવામાં આંબલીની આંબલીનું પ્રતિબંધ છે કારણ કે આંબલી કોઈપણ ચટણીમાં કે દાળમાં કે કશાકમાં પણ યુસ વાપરીએ છે તો તેની ખટાશને લીધે મને અશક્તિ જેવું લાગે અથવા પગ બહુ દુઃખે છે એટલે કંઇપણ રીતે હું આંબલી ખાઇ શકતી નથી બીજું કે એને બદલામાં મને લીંબુ અથવા તો આમચૂર પાવડર એનું વપરાશ કરી શકું છું તો કોઈપણ વાનગીઓ હોય કે જેમાં આંબલીનો વપરાશ થતો હોય તે હું બને ત્યાં સુધી એવોઇડ કરું છું બીજું કે ખટાશની જગ્યાએ હંમેશા હું લીંબુનો વપરાશ વધારે વાપરવાનું ઈચ્છું છું કે લીંબુ મને માફક આવે છે અને લીલું મરચું તો લીલા મરચાંનું પણ એવું છે કે કોઈ પણ રસોઈમાં જેમાં લીલા શાકભાજી બનાવવાનાં હોય ધારોકે ઊંધિયું છે કે ભીંડાનું શાક છે કે કશાકમાં પણ એ લીલું મરચું નાખવાનું હોય તો એમાં થોડું પણ લીલું મરચું વધારે હોય તો મને મોઢામાં ગરમી થઈ આવે છે પછી ગરમી ને થઈ આવે તો મારાથી કંઇપણ ખોરાક ખાઈ શકાતો નથી તો એને લીધે મારે લીલાં મરચાંને બદલે લાલ મરચું નાખવું પડે છે અથવા તો મરીનો ઉપયોગ થોડો કરવો પડે છે તો લીલું મરચું કોઈપણ રીતે હોય પાણીપુરીના પાણીમાં મારે લીલા મરચાંની જગ્યાએ મરી હોય આદું હોય કે જેનાથી થોડીક તીખાશ લાગતી હોય તો એવી વસ્તુ મારે વાપરવી પડે છે ત્રીજું કે કશામાં પણ મારે સોડા બાયખાર અથવા તો ખાવાનો સોડા બાય એ ના મારે વપરાશમાં લેવો પડતો નથી કારણ કે એ લઉં તો મારા એનાથી મને ઘણી બધી ખાંસી આવવા માંડે છે અથવા તો ગળામાં મને થોડુંક બળતરા થાય છે એટલે સોડા બાઈકાળ અથવા ખાવાનો સોડા પણ મારે કોઈપણ વસ્તુ બનાવવા અથવા ઘરમાં પાપડીનો લોટ બનાવીએ છે તો તેમાં પણ મારાથી વપરાતો નથી કે ઘણી વખત શાકભાજી લીલું ગ્રીન રાખવા માટે સોળા બાઈકાર્ડ નાખીએ છે તો તે પણ મારે વાપરવો મારાથી વપરાતો નથી એની જગ્યા પર હું કંઇપણ લીંબુનો રસ છે કે થોડુંક ચપટી ખાંડ છે કે એવું કંઇ પણ અથવા તો ઠંડા પાણીમાં મિક્સ કરીને કંઇપણ રીતે લીલું રાખી શકું એ રીતે મારે વાપરવું પડે છે ઠંડા પીણામાં લીંબુના ફૂલ હું યુસ વાપરી શકતી નથી ઘરમાં જાતે ફ્રૂટી બનાવું છું તો ફ્રૂટીમાં પણ હું લીંબુનાં ફૂલ વાપરી શકતી નથી કે એનાથી મને ગળામાં બહુ બળતરા થાય છે તો એની જગ્યા પર હું લીંબુનો રસ નાખું છું ખાંડની ખાંડ નાખીએ તો ખાંડથી પણ મને ઘણી અશક્તિ લાગે છે કે બરાબર માફક આવતી નથી તો હું ખાંડની જગ્યા પર ગોળ અથવા સાકર વાપરું છું હવે વેડમી બનાવીએ છે વેડમીમાં